જેમકે ગામડામાં રમતનો રમતો રમવા માટે જેમકે કબડ્ડી છે ખોખો છે ગીલીદંડા છે સાત ઠીકરી છે સંતાવ દાવ છે પકડમ પકડી છે આ બધી રમતો અમે ગામડામાં રમતા અને જેમકે સિટીની વાત કરીએ શહેરોની તો તેમાં વોલીબોલ છે ફૂટબોલ છે જેમકે ઇન્ડોરમાં જેમકે બોક્સ ક્રિકેટ છે તો આ બંનેમાંથી તફાવતની વાત કરીએ તો ગામડાની વાત કરીએ ગામડામાં જે રમતો રમીએ તેમાં ફાયદો એ છે કે તમે બધા જેમકે તમારા દોસ્તારો છે તેની સાથે તમે રમી શકો તેની સાથે તમે એક શું કહેવાય જમીન સાથે જેમકે માટી સાથેનો તમારો જોડાવ છે તમે શું કહેવાય રમો તમે માટીમાં આળોટો પડો તમને લાગે એમાં તમે તમારા ફ્રેન્ડ હોય તે શું કહેવાય લાગેલું હોય તેના પર પહેલાં ફૂંક મારે પછી માટી નાખે તને સારું થઈ જશે આ બધું શું કહેવાય આ સિટીમાં આપણને જોવા ના મળે તેમાં ડાયરેક તમે મેડિકલ યુસ કરી શકો છો કેમકે ગામડામાં એવું નથી હોતું ગમડામાં તમે તમારા દોસ્તારો સાથે જેમકે એમાં કોઈ લિમિટ નથી હોતી રમવામાં તમે ગમે તેટલા તમારા ફ્રેન્ડ હોય તમે તેની સાથે રમી શકો જેમકે એમાં તમે સાત કુકરી તેમાં એક સાત કુકરી જેમકે પથ્થરની એક ઢગલી મૂકી હોય તેમાં તમે એક પથ્થરથી શું કહેવાય તમે એક બોલથી પથ્થરને પાડો પછી જેના પર દાવ હોય છે તે અંદર મૂકે છે કૂકરી તે બોલથી બધાને મારે બોલ લાગી જાય તો આઓટ થઈ જાય અને એ પહેલાં કૂકરી મુકાઇ જાય તો જીતી જાય એવી રીતે સંતાકુકડી સંતાવાનું છે તમે ગામડામાં આખા ગામડામાં કોઇપણ જગ્યા પર જઈને તમે છુપાઈ શકો છો એવી રીતે પકડાવ પકડા પકડી દાવ છે તેમાં એકબીજાની પાછળ પકડીને આઉટ કરવાના હોય પછી એના પર દાવ તેમાં બહુ મજા આવે દોડી દોડીને રમવાની એવી રીત તમે ગામડા સિટીમાં તમે ના કરી શકો સિટીમાં તમારી એક લિમિટ હોય કે તમારે આટલા જ વિસ્તારમાં રમવાનું તમારે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું આ ગામડા અને શહેરોનો રમતોનો તફાવત છે